આધુનિકતા અને વૈશ્વિકરણ સામે ગુજરાતના લોકો તેમની સાં સાંસ્કૃતિક પરંપરાઓ કઈ રીતે જાળવે છે તો એ વિષે વાત કરીએ તો આજના યુવાન પેઢીઓ જે આધુનિક અતિ આધુનિક છે તેઓ પણ ગુજરાતી સાહિત્ય વાંચે છે દાખલા તરીકે કનૈયાલાલ મુનશી છે પન્નાલાલ પટેલ છે હરકિશન મહેતા છે અશ્વિની ભટ્ટની નવલકથાઓ વાંચે છે તેઓ આધુનિક થવાની સાથે સાથે પોતાનું સાંસ્કૃતિક વરસાઓ પણ પર ભૂલ્યા નથી આજની પેઢીઓ એ જૂના લેખકના નવલકથાઓ પરથી મૂવી પણ બનાવે છે ફિલ્મો બને છે પછી અને દરેક જે આપણો તહેવારો છે તેને પણ આધુનિક યુવાન પેઢીઓ ખૂબ સારી રીતે જ ઉજવે છે દાખલા તરીકે નવરાત્રિ છે તો નવરાત્રિમાં પણ ભલે આમ એ લોકો એકદમ આધુનિક રીતે રહેતા હોય એમ ચાલુ દિવસોમાં ફાટેલી જીન્સ પહેરશે પણ જ્યારે નવરાત્રિ આવશે ત્યારે કેડિયું પહેરશે સાફો પહેરશે પરંપરાગત જે નવરાત્રિના ચણિયા ચોળી છે બધું જ સાફો છે બધું જ પેરીને પૂરેપૂરા નવ દિવસ આનંદથી ઉજવશે અને પૂરેપૂરો નવરાત્રિનો તહેવાર સાંસ્કૃતિક રીતે માન મનાવશે પછી આવ છે દાખલા તરીકે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણમાં આપણે અહીંયાં બાર અમદાવાદમાં ઇવન સુરતમાં પણ પતંગ ઉત્સવ થાય છે જ્યાં ક્યાં ક્યાંથી દુનિયાભરમાંથી દેશો ના લોકો આવે છે પતંગ ઉત્સવ માણવા ફક્ત આવા જે જે આપણા જે મૂળ સાંસ્કૃતિક તહેવારો છે તે આપણે ભલે આધુનિક થયું આજની યુવા પેઢી પણ જે સાંસ્કૃતિક વારસો છે તે ભૂલ્યા નથી અને નવરાત્રિ અને જેવા કે બધા દિવાળી છે બધા તહેવારો બરાબર સાંસ્કૃતિક રીતે તેઓ મનાવે છે જો આ એ પ્રમાણે કપડાં બનાવે છે પછી એકબીજાને મળે છે એટલે વૈશ્વિકરણ સામે એ લોકો એટલા બધા વહી નથી ગયા કે એ લોકો પોતાની જૂની એ રૂઢિવાદી પરંપરાઓ જે છે જૂના જે તહેવારો છે તે ભૂલી જાય આધુનિકતા અને વૈશ્વિકરણ સામે ગુજરાતના લોકોએ સાંસ્કૃતિક પરંપરા બહુ સારી રીતે જાળવી છે અને આખી દુનિયામાં ગુજરતીઓનું નામ છે દરેક તહેવાર હોય કે કોઈ સાહિત્ય જગત હોય કે પછી કે એ કોઈ પણ હોય ફિલ્મનો વારસો હોય તેમાં પણ ગુજરાતીઓ આગળ છે ખૂબ અને બરાબર પરંપરાઓ જાળવી છે એમાં કોઈ બે મત નથી